મેં એવા સ્થળની મુલાકાત લીધી હતી જ્યારે અમે ગીરમાં ગયા હતા ગીરના જે જંગલો હતા ત્યાં એક જંગલમાં એવી એવી એક જગ્યા હતી આદિવાસીઓ વાસ કરી રહ્યા હતા અને એમની જો ભાષાની વાત કરીએ તો એ આદિવાસી ભાષા હતી જે આખી અલગ જ હતી અને બહું અલગ જ અલગ જ વસ્તુ હતી કે અમે જે બોલીએ એ અમને ખબર ના પડે એ બોલે અમને ના ખબર પડે તો એક અલગ જ અનુભવ હતો તો હા આ આ વસ્તુ હતી કે અમે આદિવાસીની મુલાકાત લીધી હતી હા